હલો તમે આયઆરસીટીસી ગ્રાહક સેવામાંથી વાત કરો છો મેં અગાઉ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ બે જાન્યુઆરી માટે ટિકિટ બુક કરાવેલી હતી જે અમદાવાદ રાજકોટ જવા માટેની હતી મારે કોઈ કારણોસર હોસ્પિટલનું કામ આવી ગયું છે જેમાં મારો ભાઈને હોસ્પિટલમાં દાખલ કરેલ છે તેથી હું બે તારીખે અમદાવાદથી રાજકોટ જવા માટે નહીં આવી શકું મારું પીએનઆર નંબર અને યુઝર આઈડી આ છે તો તમે મારી ટિકિટ રદ કરી શકશો અને રિફંડ મારું ક્યારે આવશે એની જાણકારી તમે મને આપી શકશો